હેલો રોનક હોટલમાંથી વાત કરો સારું હું તમારે ત્યાંથી ચાર દિવસ પહેલાં મારા લગ્ન માટે જમવાનું ઓડર કર્યુ હતું જેમાં પનીરની ભાજી દાળ તીખી દાળ રાઈસ રોટલી આઇસક્રીમ ગુલાબ જાંબુ મીક્સ ભાજી લસ્સી આ બધું હું જમવાનું ઓડર કર્યુ હતું પણ તમારા જમવાના દાળમાં તીખું વધારે હોવાના કારણે હું આ ઓડર કેન્સલ કર્યો હતો પણ પે આ ઓર્ડરનું મને હજુ સુધી રિફંડ મળ્યું નથી તો તમે મને જણાવી શકો કે મારું રિફંડ કેમ આવ્યું નથી ઓકે સર્વરના લીધે રિફંડ મોડું થયું સારું પણ તમે મારું આ સર્વરનું ઇશુ થઈ ગયા પછી મારું રિફંડ વહેલામાં મને મોકલી દેજો સારું ધન્યવાદ